હા મેં એક પુસ્તક વાંચ્યું છે જેમનું નામ છે લખી રાખો આરસની તકતી પર જેમાં લેખક અને આધ્યાત્મિક ગુરુ તરીકે કાર્ય કરે છે અને માતાપિતાની સેવા કરનાર પુત્રનું નામ સાથે તેઓનો સંબંધ ચાલુ રહે છે જેને હું અહીં વ્યક્ત કરું છું લખી રાખો આરસની તકતી પર પુસ્તકમાં માતાપિતા સાથે કેવી રીતે રહેવું તે સમજણ આપે છે કે કારણ કે બળદગાડાના યુગમાં જન્મેલા આપણાં માતાપિતા સાથે આપણે સ્માર્ટફોનના ટચ જીવનમાં આપણે કેવી રીતે જીવન જીવવું એ સમજણ આપે છે જેમાં આપણને માતાપિતા સાથે ઝઘડો ન કરીને આપણે આ પુસ્તક દ્વારા સારી રીતે સમજીને આપણે આપણું જીવન સારી રીતે પસાર કરી શકીએ છીએ જેમાંથી આપણને ખૂબ જ જાણવાનું મલે છે જેમાં હું અહીં માતાપિતા અને પુત્ર ની વચ્ચે સવાલ થાય છે તે જણાવવા માંગું છું જેમાં આપણા પુત્રના લગ્ન થઈ જાય પછી વહુ આવે છે તે તે સાસુ વચ્ચે ઝઘડા ન થાય તે માટેના પણ અહીં કારણો સૂચવવામાં આવ્યા છે જે પુસ્તક વાંચીને હું ખૂબ જ આનંદ પામી છું આ પુસ્તકો દ્વારા આપણે આપણા જીવન સારી રીતે પસાર કરીએ છીએ અને માતાપિતાને વૃદ્ધા અવસ્થાઓમાં એકલા છોડી ન દેવા જોઈએ એવો પણ વિચાર આવે છે જેના કારણે વૃદ્ધા અવસ્થામાં વૃદ્ધાશ્રમની સંખ્યા ઓછી થાય એવું પણ આ પુસ્તક વાંચીએ તો બની શકે છે આમ આપણે દરેકે લખી રાખો આરસની તકતી પર આ પુસ્તક વાંચવું જોઈએ જેથી માતાપિતાના વૃદ્ધા અવસ્થામાં આપણે કામ આવી શકીએ કારણ કે આપણાં માતાપિતા આપણને નાનેથી મોટા થાય ત્યાં સુધી તકલીફો વેઠીને આપણું ભણતર કરી નોકરી લગાવે છે અને ત્યારબાદ જો આપણે તેનું ઋણ નહીં ચૂકવીએ તો આપણે કેટલા નકામા ગણાય આમ આપણે લખી રાખો આરસની તકતી પર પુસ્તક વાંચવું જોઈએ જેથી આપણાં માતપિતાનો સહારો બની શકીએ છીએ